ગુજરાતમાં ઘણી બધી ફરવાલાયક જગ્યાઓ છે જેમ કે જો શરૂઆત જુનાગઢથી જ કરીએ જુનાગઢમાં ને જુનાગઢમાં જ બહુ જ બધી જગ્યાઓ ફરવાલાયક સ્થળો આઉટિંગ થઈ શકે ફેમિલી સાથે ફ્રેન્ડ્સ સાથે એવી ઘણી જ બધી જગ્યાઓ જુનાગઢથી જ જુનાગઢમાં જ છે એટલે શરૂઆત કરીએ તો સૌથી પહેલું વેલું તો ગિરનાર ગિરનારની એક બહુ જ બહુ જ સરસ હિસ્ટ્રી છે કે ગિરનાર જે હતો એની પહેલાં ત્યાં એક દરિયો હતો અને પછી જે પેલા બધા સાધુઓ બાવાઓ બધા આવ્યા અને પછી ત્યાં પેલા માતાજી આવ્યા ને પાછી આખું ગિરનારનું સર્જન થયું તું ત્યાં પહેલાં દરિયો હતો એવું કહેવાય છે લોકોનું પહેલાંના લોકોનું પણ પછી અહીંયા એક શીલા ધસી પડી અને પછી આખું ગિરનાર થઈ ગયો અને અહીંયા માતાજી આવ્યા પછી ગિરનાર જુનાગઢમાં છે ગિરનાર પછી ઉપરકોટ ઉપરકોટની પણ ઘણી જ બધી હિસ્ટ્રીઓ છે કે ઉપરકોટ પહેલાં મોહબ્બત ખાન ત્રીજાનું હતું જુનાગઢનો જે નવાબ હતો એ ટાઈમમાં એ સમયમાં ત્યારે જુનાગઢના નવાબ અત્યારે જે જુનાગઢનો નવાબ કહેવાતો એનું હતું આ ઉપરકોટ અને એના જે બધા કિલ્લાઓ છે એ બધા મોહબ્બત ખાન ત્રીજાના હતા એટલે જુનાગઢ પહેલાં પાકિસ્તાનમાં આવેલું હતું તો જેના કારણે ત્યાં બીજા બધા કિલ્લાઓ છે એ બધા પાકિસ્તાનના કહેવાય છે હજી આજની ઘડીએ પણ એ લોકો અમુક વાર એવું કહેતા હોય છે કે જુનાગઢ પાકિસ્તાનમાં આવે છે જુનાગઢને પાકિસ્તાનમાં લાવું પણ કાયદેસર રીતે જુનાગઢ પાકિસ્તાનમાં આવતું નથી પછી જુનાગઢમાં એવી ફરી જુનાગઢમાં એવી ફરવાલાયક જગ્યાઓ ગોતીએ તો ઘણી બધી છે જેમ કે ભવનાથ ભવનાથ મંદિર તો અહીંયા દર વર્ષે દર વર્ષે શિવરાત્રીમાં મૃગીકુંડમાં બાવાઓ બધા જ ન્હાય છે અને એવું કહેવાય છે કે દર વર્ષે હજારો નાગા બાવાઓ હોય છે જે બધા જે બધા પોતાના સંસારમાંથી સા બધું પેલું સંસારમાંથી સંન્યાસ લઈ લે છે અને પછી જુનાગઢ આવીને નાગો બાવો થઈ જાય છે એ બધા જુનાગઢ આવી જાય છે અને પછી શિવરાત્રીમાં તપ કરે છે એ તપ પછી શિવરાત્રી મહાશિવરાત્રીના દિવસે રાત્રે એ બધા જ નાગ બાવાઓ મૃગીકુંડમાં ન્હાય છે અને એવું કહેવાય છે કે કદાચ સો કે બસો કે હજાર નાગા બાવાઓમાંથી કોઈ પણ એક બાવો જે છે એ અસલ મહાદેવ હશે કે જે અસલ મહાશિવરાત્રી જુનાગઢમાં મહાશિવરાત્રિનું માહોલ જોવા આવે છે પોત પોતે પોતાના ભક્તોને ખબર ન પડે કે હું મહાદેવ છું એ રીતે દર્શન દેવા આવે છે એ રીતે આ મહાદેવ આવતા હોય છે એવું કહેવાય પણ છે કે દર વર્ષે સો બાવાઓમાંથી સો બાવા મૃગીકુંડમાં ન્હાવા પડે છે અને એમાંથી કોઈક વાર જે બધા બહાર આવતા હોય છે એમાંથી એક ઓછો જ બહાર આવતો હોય છે અને એક જે બાવો જે જે ગુમ થઈ જાય છે એવું કહેવાય છે કે એ મહાદેવ છે બીજી જુનાગઢમાં જુનાગઢની આસપાસના વિસ્તારોમાં ફરવાલાયક સ્થળોમાં જોઈએ તો સાસણગીર સાસણગીરમાં એક બહુ સરસ અભ્યારણ્ય ચાલે છે કે જે સાવજ સાવજની ધરતી કહેવાય છે સાસણને સાસણમાં સિંહ સદન છે અત્યારે આજના સમયમાં અમુક જગ્યા અમુક જંગલોમાં કે અમુક એવી જગ્યાએ રેલવેના ટ્રેક આવી ગયેલા છે કે જેના કારણે પ્રાણીઓનું જે જંગલ કહેવાય છે છિનવાઈ ગયેલું છે તો એના કારણે ઘણા એવા એક્સિડેન્ટલ કેસો થાય છે કે જેમાં સિંહનું મૃત્યુ થઈ જાય છે તો એવા પણ ઘણા એવા અમુક એવી સંસ્થાઓ છે કે જે જે સિંહને બચાવે છે કે સિંહને બચાવાની સંસ્થાઓ ચલાવે છે કે જે સિંહને મારે છે કે અથવા ભૂલથી મરી જાય છે એની સામે કડક કાયદાઓ ઉઠાવે છે કે એને સજા અપાવડાવે છે સાસણ છે જે જુનાગઢમાં કે જે જુનાગઢથી થોડાક જ અંતરે સાઠ કે પાંસઠ કે સિત્તેર કિલોમોટરના અંતરે જ છે સાસણમાં બહુ જ બધી એવી અત્યારે ફરવાલાયક જગ્યાઓ છે અંદર જંગલો સાસણની કે જેને ગીર કહેવાય છે સાસણગીર જેમાં બહુ જ બધી જગ્યાઓ છે અને સાસણથી થોડેક જ આગળ જતા તાલાળા મંદિર આવે છે સોરી સોરી તાલાળા આવે છે કે તાલાળાની કેરી ખૂબ જ વખણાય છે આખા દેશ વિદેશમાં જુનાગઢની ના તાલાળાથી કેરીઓ દેશ વિદેશમાં જાય છે અમુક કોઈ પણ એવા ધંધાઓ છે બિઝનેસ છે એ લોકો તાલાળાથી સ્પેશિયલી જુનાગઢની કેસર કેરી મંગાવતા હોય છે કે જેનો સ્વાદ દેશ વિદેશમાં લોકોના મોઢે હજી જુનાગઢની તાલાળાની કેસર કેરીનો સ્વાદ મોઢે હોય છે તાલાળાથી આગળ જતાં આવે વેરાવળ જે દરિયાકિનારો લાગી જાય છે ત્યાં વેરાવળમાં સોમનાથ મહાદેવ મંદિર કે જે જે બાર જ્યોતિર્લિંગમાંનું પહેલું સૌથી પહેલું જ્યોતિર્લિંગ કહેવાય છે એ સોમનાથ જ્યોતિર્લિંગ જે છે કે જે જેની પાછળ પણ એક ઇતિહાસ છે કે બહુ જ વર્ષો પહેલાં મુગલના શાસકો એની ઉપર ચડાઈ કરી હતી ને આખું સોમનાથ સોમનાથ સોનાનું હતું અને એમાંથી ચડાઈ કરીને સોનું ચોરી ગયા છે અને એવા ઘણા બધા કિસ્સાઓને એવું એવું કહેવાય પણ છે કે સોમનાથમાં કેટલા બધા શાસકોએ ઘણી બધી વાર ચડ્યા છે છતાંય આજની તારીખે સોમનાથ મહાદેવ મંદિર સોમનાથ જ્યોતિર્લિંગ એમ ને એમ અડીખમ જગ્યા અડીખમ રીતે ઊભું છે કે જે પહેલાંના સમયમાં હતું એવી જ રીતે એ જ જગ્યાએ બધું જેમ હતું એમનું એમ જ છે ખાલી એના મંદિરમાં ખાલી એના આકારમાં એના વિસ્તારમાં જ તો સમય પ્રમાણે ફેરફારો થયા છે બાકી જે મંદિર અને જે ગર્ક ગર્ભગૃહ છે એતો બધું પહેલાં જે એ પહેલાં જે હતું પહેલાંના સમયમાં એવું ને એવું જ છે ત્યાંથી આપણે થોડાક બીજા પ્રદેશમાં બીજા રાજ્યમાં જઈ સોરી બીજા સીટીમાં જઈએ તો કચ્છમાં સફેદ રણ છે કચ્છનું સફેદ રણ મીઠાનું મીઠું આખું મીઠું જ હોય છે મીઠાવાળું રણ હોય છે કે જેમાં દર વર્ષે દર શિયાળામાં રણોત્સવ નામનો એક ફેસ્ટિવલ થાય છે કચ્છમાં એક ફેસ્ટિવલ કહેવામાં આવે છે રણોત્સવ એ દર વર્ષે થાય છે પછી દર વર્ષે પતંગોત્સવ થાય છે એવી રીતે કચ્છમાં અને કહેવાય છે કે શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત ચ ચોમાસે વાદળ ભલો અને અમારો મૂજો કચ્છડો બારેમાસ એવું કહેવાય છે કે કચ્છ કચ્છમાં જે રહેતા લોકો હોય છે એને એને બારેમાસ અલગ જ કંઈક અનુભૂતિ થતી હોય છે અને કચ્છથી આપણે બીજા શહેરમાં જઈએ તો આ જુનાગઢ સોરી સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા ઇતિહાસના ઇતિહાસના ઇતિહાસ કરનાર કે જે સરદાર વલ્લભભાઈ પટેલની ખૂબ જ ખૂબ જ ઊંચી મૂર્તિ કે જે અહીંયા સરદાર સરોવર ડેમ પાસે લગાડવામાં આવી છે અને જે નરેન્દ્રભાઈ નરેન્દ્ર સર નરેન્દ્રભાઈ મોદીની બહુ જ મોટી એક આ કાલ્પનિક આખી વાત છે એને થોડાક વર્ષો પહેલાં એણે એક વિચાર મુકેલો ખરડામાં અને એ ખરડો પસાર થઈ ગયેલો અને એમાંથી સરદાર વલ્લભભાઈ પટેલની ખૂબ જ ઊંચી મૂર્તિ બનાવાનો વિચાર આવ્યો અને પહેલાં એનું સેમ્પલ બન્યું અને પછી એમાંથી બધું ડિસાઇડ થયું અને પછી લો બધા ઇન્જીનિયર્સની આઉટ ઓફ ઈન્ડિયાથી બધા એન્જિનિયરો આવેલા અને એ બધાયની મહેનત એ લોકોએ ત્રણ ચાર વર્ષ મહેનત કરીને પછી આખું સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભું કર્યું અને ત્યાં અત્યારે આજના સમયમાં ઘણા બધા લોકો લાખો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જાય છે જોવા જાય છે માણવા જાય છે પછી હીલ સ્ટેશનમાં જઈએ તો સાપુતારા છે સાપુતારામાં હીલ્સ બી છે જંગલ્સ બી છે અને ઘણી જ બધી એવી ફરવાની જગ્યાઓ કે જે સાપુતારામાં લોકોને ફરવા મળતી હોય છે પછી હીલ સ્ટેશનમાં ત્યાં સાપુતારામાં ટ્રેકિંગ પણ થાય છે ઘણા બધા લોકો ત્યાં ટ્રેકિંગ બી કરતા હોય છે અમુક એવી જગ્યાઓ ગુજરાતમાં છે કે જ્યાં રિવર રાફ્ટિંગ થતું હોય છે જ્યાં બંજી જમ્પિંગ થતું હોય છે એવી ઘણી સાપુતારા જેમ કે તો જ્યાં રિવર રાફ્ટિંગ તો નથી થતું પણ ત્યાં બંજી જમ્પિંગ થાય છે એટલે જે આજના યંગસ્ટર્સ છે જે લોકોને બંજી જમ્પિંગનો ક્રેઝ છે એ લોકો પોતાનો શોખ પૂરો કરી શકે અને બંજી જમ્પિંગમાં વ્યવસ્થિત કરી શકે તો જે પણ લોકો વૃદ્ધ છે એ લોકોને એ રીતની એ લોકોની રાઈડ હોય છે કે ભઈ નાની નાની રાઈડમાં એ લોકો પાર્ટ કરતા હોય છે તો ગુજરાતમાં એવા ઘણા બધા ઘણા બધા શહેરો છે ઘણા બધા એવા એવી નાની નાની એવા નાના નાના મંદિરો છે કે જેની પાછળ ઘણા સંત છે ઘણા એવા ઘણી ઘણા કિસ્સાઓ છે અને એવા ઘણા મંદિરો છે ગુજરાતમાં કે જેની પાછળ એક પ્રોપર ઇતિહાસ છે પ્રોપર વાર્તા છે અને જે હકીકત એવું કહેવાય છે કે જે હકીકત હોય છે જેમ કે દ્વારિકા કૃષ્ણ ભગવાન જ્યારે કૃષ્ણ ભગવાનનું ડેથ દ્વારિકામાં થાય છે એવું કહેવાય છે એવું સાંભળેલું છે કે કૃષ્ણ ભગવાન જ્યારે ગોપીઓના પહેલામાં દ્વારિકા આવેલા ત્યારે તે થોડાક થોડાક સમય દ્વારિકામાં રહેલા અને દ્વારિકામાં દ્વારિકામાં ક્રિષ્ણ ભગવાન રહેતા હોય છે અને આજના અત્યારે આજના સમયમાં લોકો અઢળક લોકો ઘણા બધા લોકો લાખો કરોડો લોકો કે જે લોકો દ્વારિકાધીશ ભગવાનમાં માનતા હોય છે જે લોકો કાનુડામાં માનતા હોય છે કે જે કૃષ્ણ ભગવાનમાં ખૂબ જ માનતા હોય છે એ લોકો આ કરોડો લોકો દ્વારિકાધીશ મંદિરમાં દર્શન કરવા જાય છે એટલી શ્રદ્ધાથી જાય છે અને ત્યાં એટલું જ એ લોકો ભરપેટે દાન આપે છે કહેવાય છે કે ગુજરાતી ખાવા પીવામાં કોઈ દિવસ પાછો નો પડે તો ખાવા પીવાનું આપણે પ્રદેશ જોઈએ તો સુરત ગુજરાતમાં એક સુરત એવું સીટી કે જ્યાં ડાયમંડ બજાર હોય છે કે જ્યાં જેની ડાયમંડ બજાર ખૂબ વિખ્યાત છે ખૂબ પ્રખ્યાત છે કે ભાઈ લોકો દેશ વિદેશથી લોકો સુરતના ડાયમંડ વખણાય છે અને સુરતના ડાયમંડ હીરા ઘસવા ઘસેલા લોકો લઈ જાય છે ખાવાનું શોખીન સુરત કે જ્યાં અલગ અલગ ફૂડ આઇટમ્સ મળતી હોય છે જેમ કે સુરતી લોચો છે સુરતી આલુપૂરી છે ખૂબ જ વખણાય છે અને અઢળક વસ્તુઓ સુરતની વખણાય છે અને બીજી ફરવાલાયક સ્થળોમાં હોય તો અમદાવાદ અમદાવાદમાં એક અમદાવાદનો પણ એક જૂનો ઇતિહાસ છે અમદાવાદમાં સીદી સૈયદની જાળી છે ગાંધીજીના ત્રણ બંદરો છે પછી ત્યાંથી આગળ જઈએ તો વડોદરામાં બંને ભાઈઓનું આખું ગાર્ડન છે લક્ષ્મી વિલા પેલેસ છે કે જેની પાછળ પણ આખો એક ઇતિહાસ છે અને આટલું બધું ગુજરાતમાં ફરવાલાયક છે જોવાલાયક છે તો જેનાથી લોકો દેશ વિદેશથી કે જે લોકો આફ્રિકા અમેરિકા દુબઈ એમ બધે રહેતા હોય છે એ સ્પેશ્યલી એક વીક આખું કાઢીને સ્પેશિયલી એ સ્પેશ્યલ ગુજરાતને ફરવા આવતા હોય છે એ લોકો અમુક મહારાષ્ટ્રના લોકો ગિરનારમાં દત્ત ભગવાનમાં વધારે માનતા હોય છે તો પૂનમમાં એ લોકો અહીં અહીં ગિરનારમાં દત્ત ભગવાનની પેલી માનતા પૂરી પૂનમ ભરવા આવતા હોય છે અને એ લોકો ખુલ્લા પગે ચડતા હોય છે જૈન લોકો નેમિનાથ ભગવાનનું મંદિર છે ચાર હજાર પગથિયા પાસે ત્યાં એ લોકો ખુલ્લા ભગવાને એટલી જ શ્રદ્ધાથી એટલી જ આશાથી એ લોકો ચડતા હોય છે